હાલો ઉબર ઓટોમાંથી વાત કરો છો મને મોડી રાત્રે અગિયાર વાગ્યે આણંદથી અમદાવાદ જવા માટે ઓટો કેબની જરૂર છે અમારી ટ્રેન સવારે પાંચ વાગ્યે છે તેથી હું યોગ્ય તમારી સેવાઓ માટે પૂછપરછ કરી રહ્યો છું મારે સવારે પાંચ વાગ્યે અયોધ્યા જવા માટે મારે ટ્રેન છે તેથી મારે રાત્રે મોડા અગિયાર વાગ્યે અહીં ઘરેથી નીકળવાનું છે તો મારી જે ટ્રેનનો ટાઈમ છે એ પહેલાં મારે અમદાવાદ પહોંચી જવું છે તો તેથી હું તમારી જે સેવા છે તેના માટે પૂછપરછ કરી રહી છું તો કૃપા કરીને મને જણાવશો કે મોડી રાત્રે આ સમયે કોઈ સેવા ઉપલબ્ધ છે કે નહીં કૃપા કરીને મને જલ્દી આજે તમારી સેવા છે એના વિશે મને જણાવજો જેના કારણે મને ખબર પડે કે મોડી રાત્રે મને ટાઈમસર જે તમારી ઓટો સેવા છે એ મને મળશે કે નહીં કારણ કે હું યોગ્ય સમયે અમદાવાદ પહોંચવા માંગુ છું જેનાં કારણે મારી જે ટ્રેન છે એનો સમય હું ચૂકી ના જાઉં હું તમારા જવાબની રાહ જોઈશ ધન્યવાદ